દોડવાનું તો હું ખાસા ટાઈમથી જેમકે આશરે છ છ સાત વરસ જેવું થઈ ગયું છે કે મું દોડવાની ફિલ્ડમાં છું ને મેં કેટલાય ચેમ્પિયન્સ ટ્રોફીઓ જીતેલી છે નેસનલ લેવલ સુધી બી મું ગયેલો છું અને રાષ્ટ્ર લેવલ જિલ્લા લેવલ બધી જ સુધી મું ગયેલો છું ને ખૂબ જ દોડેલો છું અને મારી જે સ્પીડ છે મે ધીરે ધીરે કરીને સ્કિલ ડેવલપ કરી છે મારામાં કે પહેલાં હું દોડવામાં જતો મારે સો મીટર પતાવવામાં કંઈક એક મિનિટની આસપાસ થતું હતું પણ અત્યારે જો મારે સ્કિલ ઉપર મેં ઇમ્પ્રુવ કર્યું છે જે જે કામ કર્યું છે મારી દોડ ઉપર તો હું સો મીટર માત્ર ચાલીસ સેકન્ડની અંદર પતાવી શકું છું એટલી ક્ષમતા છે મારામાં અને એ તેની માટે મેં ખૂબ જ પ્રેક્ટિસ કરી છે એમનેમ નથી થયું કે ખૂબ જ પ્રેક્ટિસ કરી છે મેં દિવસ રાત એક કર્યા એવું કહેવાય કહી શકાય કેમકે એના માટે એટલું સામે હું વર્કઆઉટ ખાન પાન બધું એ તો એકદમ પ્રોજેક્ટ પ્રમાણે કામ કરતો હતો અને આ ખાસા ટાઈમથી છે એટલે મારામાં એટલી તાકાત ધરાવી શકું મું કે મું આમ મારી સામે કોઈ રેસમાં આવે તો હું એને પાછળ પાડી શકું આ મારી સ્કિલ છે જે મેં ખાસું કામ કર્યું છે ત્યારે મને હાસિલ થઈ છે આ મારો મંતવ્ય છે